મારી મનપસંદ વોલીબોલ ગેમ છે વોલીબોલ ગેમમાં બાર પ્લેયર હોય છે અને પાંચ ખેલાડીઓ બહાર રહે છે વોલીબોલમાં બે ટીમ પાડવામાં આવે છે બેય ટીમનાં અલગ અલગ નામ એક ટીમ નેટની તે બાજુ અને એક ટીમ નેટની આ બાજુ હોય છે વોલીબોલ ગેમમાં હાથનો ઉપયોગ વધારે થાય છે તેમાં આપણે ધ્યાન રાખવું પડે છે કે કોઈ ફાઉલ નહીં થાય આપણાંથી કોઈ વ્યક્તિને ઇન્જડી ના થાય અને આપણે એ પણ ધ્યાન રાખવું છે કે આપણો બોલ ગ્રાઉન્ડની બહાર ઓછો જાય આપણા વોલીબોલ ગેમમાં છ ત્રણ પ્રકારના ફાઉન હોય છે યલો કાર્ડ રેડ કાર્ડ અને ગ્રીન કાર્ડ આપણે જ્યારે વોલીબોલ રમતા હોઈએ છીએ ત્યારે સામેની ટીમ એ ધ્યાન રાખવું કે એ બેઉ બેઉ ખેલાડીના વચ્ચે બોલ ફેંકે તો તે જ વધારે પૂરતું તેને કવર ના કરી શકે છે તેવી રીતના ફેંકો અને આપણે જ્યારે મેચ મારતા હોઈએ છીએ તો આપણે એ ધ્યાન રાખવું કે આપણો બોલ ગ્રાઉન્ડની બહાર નહીં જાય અને આપણને તે આઉટ નહીં આપી શકે છે તે ગ્રાઉન્ડની અંદર જાય બોલ એ જ રીતનો આપણે પ્રયત્ન પ્રયાસ કરવો જોઈએ અને તે બોલ આપણી સામેની ટીમ પાસે આવે છે તો તે આપણે તરત તેને પાછો રિટેન સરખી રીતના કરી શકીએ છીએ એનું ધ્યાન આપણે રાખવું જોઈએ છે આપણે જ્યારે મેચ પચીસ પચીસ માર્ક્સની રમાય છે અને પંદર પંદરની પણ રમાય છે એમ કરીને બે મેચ રમાય છે